આપણે મંગળ દેસાઇ બોલો છો અરે આપણે તમે મારા મિત્રએ તમારો નંબર આપ્યો છે કે તમે ઘરે ભાડે આપો છો એટલાં માટે મેં તમને ફોન કર્યો

અરે હા મારે ફેમિલી સાથે રહેવાનું છે એટલે મારે ઘર ભાડે જોઈએ છે મને સારો વિસ્તાર હોય લોકો આજુ બાજુ સારાં હોય એમ ના મારે વિદ્યાનગરમાં પ્રોપર વિદ્યાનગરમાં જોઈએ છે હા એટલે મારે બાળકો છે નાનાં નાનાં તેને સ્કૂલ પણ મોકલવાનાં તે પણ સ્કૂલ નજીક પડીએ પડે નજીક તે તેવું જોઈએ હા વાઇફ ને બે બાળક છે વન બી એચ કેનું શું પ્રાઇસ છે ભાવ છે

આપ તો એટલે ના એ પહેલાં વન બી એચ કેનો ભાવ તો ક્યાં પછી ટૂ બી એચ કેનો કહી દો પછી હું તમને પૂછું

અને થ્રી બી ટૂ બી એચ કેનું ભાડું શું છે અને થ્રી બી એચ કે અને ફોર બી એચ કે બરાબર હવે થ્રી બી એચ કેમાં શું શું આવશે અમને શું શું સાહેબ મળી રહેશે એમાં ફર્નિચર સાથે જ જોઈએ છે ફર્નિચર સાથે હા ફર્નિચર સાથે જ જોઈએ છે મને

બરાબર અને કઈ ઘરમાં પછી એસી હશે અચ્છા અને એમાં પાણી વેરો આવે તો હ

બરાબર છે હવે એમાં એવું છે કે પાણી વેરો જે આવે તે ભરવાનો અમારે રહેશે કે તમારે રહેશે અમે હું છું ભાલેજ બાજુનો પણ કાલે મારે સોરી પણ મારે કાલે ટાઇમ નથી કાલે મારે જવાનું છે એક મીટિંગમાં એ બરાબર છે પણ મને વિડિયો સારો મોકલી દો અને બીજુ જે મારે તમને શું પૂછવું કે લાઇટ જાય તેની સુવિધા શું રહેશે બરાબર છે અને પાણીની ટાંકી બધું પાણી પીવાનું તે કેવું રહેશે બરાબર છે